આપણું રાજ્ય સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં ખૂબ ખૂબ આગળ હવે નીકળી ગયું છે અને એ એ લોકા એટલું બધું ધ્યાન રાખે છે કે જેના લીધે લોકોને જે અગવડો પડતી હતી તેમાં એ લોકાને સરળતા મળી ગઈ છે લાઇક નવી નવી હોસ્પિટલો બંધાઈ રહી છે નવી નવી હોસ્પિટલોમાં નવી નવી ટેક્નોલોજી આવી ગઈ છે જે પહેલાંના જમાનામાં ન હતી એ ટેક્નોલોજી પણ હવે નવી હોસ્પિટલોમાં આવી છે જેના કારણે દર્દીઓને સારવાર ઓણાવામાં મુશ્કેલી નથી પડતી દર્દીઓને તકલીફ જ નથી પડતી દવાઓ પણ એ લોકોને ત્યાં જ ઉપલબ્ધ થઈ જાય છે એવી રીતની એ લોકા ઘણી બધી ફેસેલીટીઓ દર્દીઓ માટે લાવી રહ્યા છે અને ધ્યાનમાં રાખી રહ્યા છે અને એના ઉપર ઘણું બધું કાર્ય કરી રહ્યા છે જે ઓલમોસ્ટ ઘણા બધી હોસ્પિટલોમાં થઈ ચૂક્યું છે અને નવી હોસ્પિટલમાં નવી ટેક્નોલોજીનો ખૂબ ખૂબ ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે જેનાથી દર્દીઓને કોઈ જ તકલીફ નથી પડતી અને દર્દીઓને જલદી સાજા કરી દે છે એ લોકાને પૂરેપૂરી સારવાર મળે છે અને એ લોકાનું સ્વાસ્થ્ય માટે નું એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે કે હવે તો નવી નવી હોસ્પિટલોમાં ડાયટિશીયનોને પણ મૂકવામાં આવ્યા છે કે તમને આ રોગ છે તો તમે આ પ્રમાણે એનું ખાવાનું ખાવ આ પ્રમાણેનો ખોરાક લો તો તમે જલદી સાજા થઈ જશો અને એમની ઇન્સ્ટ્રક્શન દર્દીઓ ફોલો કરીને ઘણા જલદી સાજા થઈ ગયા છે અને જલદી ઘણા રવાના પણ પોતાના ઘરે થઈ ગયા છે હોસ્પિટલમાં પહેલાંના જમાનામાં અમુક લોગો રોગો એવા હતા જેમકે પ્લેગ છે ક્ષયનો રોગ છે તે જીવલેણ હતા પણ હવે તો એ રોગોના પણ રસીકરણો આવી રસીઓ આવી ગઈ છે જેના કારણે તમે એ રસીઓ મુકાવો તો તમને એ રોગ તમારી જિંદગીમાં નહીં થાય અને ધારો એ રોગ થાય પણ તમને તો તો એને કેવી રીતે સારવાર કરવી તેની પણ ટ્રાયલ કરી કરીને આજના ડોક્ટર્સોએ એટલું બધું અંદર જ્ઞાન મેળવી લીધું છે કે એ દર્દીને તરત જ સાજા કરવામાં એ લોકાને ખૂબ ખૂબ મદદ કરી રહ્યા છે આ આજકાલના ડોક્ટરોનો પણ કહેવું પડે એ લોકા નવી નવી ટેક્નોલોજી શીખી રહ્યા છે નવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને એ તો ટ્રાયલ કરી કરી ટ્રાયલ કરી છે તે છતાં પણ એ ટ્રાયલવાળી વ્યક્તિને પણ કંઈ તકલીફ ન પડે એનું પણ ખૂબ ખૂબ ધ્યાન રાખ્યું છે અને એના માટે પેશન્ટો પરમીશન આપી પેશન્ટને પણ ટ્રાયલ કરી અને એ વેક્સિનના લીધે અને એ દવાઓના અને નવી નવી ટેક્નોલોજીના લીધે જે સ દર્દીઓની સારવાર કરવામાં મદદ મળે છે તે ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર્સોને એના માટે અને હવે તો હોસ્પિટલો પણ વિલ પર આવી ગઈ છે એવું કહેવાય છે કારણ કે એમ્બ્યુલન્સ પહેલાંના જમાનામાં એવું હતું કે દર્દી માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન હતી તો ઘરેથી કોઈ વ્યક્તિએ આવી જાય હોસ્પિટલ અને રસ્તામાં જ એમનું મૃત્યુ થઈ જતું હતું એવું પણ થતું હતું કે ઘણી વખત એવું થાય કે તમને લાવવામાં બહુ મોડું કરી દીધું તો હવે દર્દીને તમે બચાવી શકીએ એમ નથી એવું પણ થઈ જતું હતું પણ હવે તો હોસ્પિટલ વિલ્સ પર આવી ગઈ છે એમ કહેવાય એનો મતલબ એ છેકે હવે એમ્બ્યુલન્સની અંદર જ એ લોકોએ એટલી બધી ટેક્નોલોજી વિકસાવી દીધી છે કે તમે દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવો તો એમ્બ્યુલન્સમાંજ એ લોકા બેઝિક ટ્રીટમેન્ટ આપી દે છે જેનાથી દર્દીને સારા થવામાં અને આગળની જે ટ્રીટમેન્ટ લેવાની હોય તેના માટે ખૂબ સરળતા પડે છે અને આ બધાના લીધે ખૂબ ખૂબ ખૂબ આપણું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ખૂબ ખૂબ ખૂબ ધ્યાન રાખી રહ્યા છે